હા વધતા જતાં પેટ્રોલ બાઇકિંગ પર અસર કરી છે કારણ કે આટલું બધું પેટ્રોલનું એ ચાલે છે અને લોકો એ લોકોના અવરજવર માટે ટ્રાન્સપોટેશન માટે ગાડી જ જોઈએ હવે એટલે જેમ બને રોજબરોજ હવે ગાડીઓનો વધુ ઉપયો વધુ પડતો ઉપયોગ થઈ ગયો છે અ ઘરે ત ઘરમાં તમે જુઓ કે પાંચ વ્યક્તિ રહેતાં હોય તો પાંચેય પાસે ગાડી હોય છે છ વ્યક્તિ રહેતા હોય તો છએ છ પાસે ગાડી હોય છે કારણ કે લોકો બધાને હવે ગાડી વગર ચાલતું જ નથી એટલે દ દિવસે દિવસે શું પેટ્રોલનું પેટ્રોલ પર અસર કરે છે અને પર્યાવરણનું પોલ્યુસન વધારે થઈ ગયું છે એટલા માટે હવે કે શું છે હવે ઇલેક્ટ્રિક જેવી બા ગાડીઓ પણ નીકળી છે તો એના માટે આપણે એવું કરીએ કરીએ કે આપણે હવે હ આપણે હવે અ આપણે એમાં કે શું વધુ પડતો ઇંધણનો ઉપયોગ થાય છે કે એ હા આપણાં માટે હાનિકારક છે